અમારા બાકરોલ ગામથી ચાર કિલોમીટરના અંતરે કરમસદ ગામ આવેલું છે આ સ્થળની મુલાકાત લેવા માટે ઘણાં લોકો આવે છે કારણ કે આપણી આઝાદી સમયે અનેક રજવાડાઓનું એકીકરણ કરીને ભારતને એક રાષ્ટ્ર બનાવનાર એવા આપણા પ્રથમ નાયબ પ્રધાનમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલનું આ ગામ એટલે કરમસદ ગામ આપણા લોક લાડીલા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનું ગામ એટલે આ કરમસદ ગામ એટલે તેને જોવાનું તો બધાને મન હોય જ એટલે ઘણા બધા લોકો આખાં વર્ષ દરમિયાન આ કરમસદ ગામની મુલાકાત લેતાં જ હોય છે તે ઉપરાંત અમારી નજીક આઠ કિલોમીટરના અંતરે આણંદ ગામ આવેલું છે કે જેમાં એશિયાની સૌથી મોટી સહકારી ડેરીઓને એક કરીને બનેલી અમૂલ ડેરી આવેલી છે તો આ અમૂલ ડેરીને જોવા પણ અનેક લોકો આવ્યા જ કરે છે તેમ અમારી આસપાસ આ બે સ્થળો એવા છે કે જેમાં દેશનાં ઘણાં બધાં લોકો અવારનવાર મુલાકાત લેતાં હોય છે